મોબાઈલ ગેમ્સ જેનું ભવિષ્ય અત્યારે ખૂબ જ ઉજ્વળ છે મોબાઈલ ગેમ્સ જેની આપણને લત લાગી શકે છે એકવાર મોબાઈલ ગેમની લત લાગ્યા પછી તેને મૂકવી ખૂબ અધરી છે મોબાઈલ ગેમની લતમાં માણસ પોતાનું કરિયર પણ ગવાવી શકે છે પણ મોબાઈલ ગેમ્સ આપણને લાભદાય પણ હોઇ શકે છે જેમકે આપણે મોબાઈલ ગેમ્સના યુટુબ પર લાઈવ વિડીયો મૂકી શકીએ છીએ જેનાથી આપણે પૈસા કમાઈ શકીએ છીએ મોબાઈલ ગેમ્સના ઘણા ટુર્નામેન્ટ પણ હોય છે જેમાં આપણે જીતીને ગિફ્ટ મેળવી શકીએ છીએ અને મોબાઈલ ગેમ્સ બનાવવા માટે ઘણા બધા ડેવલોપર્સનો ઉપયોગ થાય છે તે તેમના માટે ખૂબ જ લાભદાય છે તેમનું ભવિષ્ય પણ ખૂબ જ ઉજ્વળ છે એ મોબાઈલ ગેમ બનાવવા માટે ડિઝાઈનિંગ કોડિંગ એનાલીસીસ વગેરે વગેરે ફિલના માણસોનો ઉપયોગ થાય છે તેમના કરિયર માટે આ ખૂબ જ સારું છે